મારા મનગમતા પાત્રોની વાત કરું તો સરસ્વતી ચંદ્ર ચંદાનું પાત્ર ગોપાલ બાપાનું પાત્ર પોસ્ટ ઓફિસના અલી ડોસાનું પાત્ર અથવા તો કાનજીને જીવીનું પાત્ર અથવા તો કાળો અને રાજુનું પાત્ર કેટ કેટલા પાત્રો આપણા ગુજરાતી સાહિત્યમાં જોવા મળે છે એ બધા જ પાત્રો મને બહુ જ ગમે છે કેમ કે એમના આચારો વિચારો એમની રહેણીકહેણી એમની જે પીડા છે એ કદાચ આપણા જે સમાજના જે જીવતા લોકો છે એ જીવતા લોકોની જ પીડા છે અને એ પાત્રોમાંથી હું ઘણું બધું શીખ્યો છું સરસ્વતીનું પાત્ર વિષે જો હું કહીશ તો એ જે એટલો આદર્શવાદી છે પિતાનું માનનારો છે માતાનું માનનારો છે ભલે એની માતા મૃત્યુ પામી હોય અને છતાં એ માતાનું માને છે અને પિતાના કહેવાથી એ ગૃહત્યાગ પણ તા ત્યાગે છે મતલબમાં એની જે પત્ની છે એ પત્ની પણ એ પામી નથી શકતો અને લગભગ તો એક વરસથી પંદર વરસ સુધી એ બહાર રહે છે તો એવું પાત્ર સરસ્વતી ચંદ્રનું પાત્ર કદાચ આપણા ગુજરાતી સાહિત્યમા અદ્વિતીય છે એવી જ રીતના કાનજી ને જીવીનું પાત્ર કે જે લોકો ક્યારેય પરસ્પર એકબીજાને પામી નથી શકતા એવા પાત્ર કદાચ આપણા ગુજરાતી સાહિત્યમાં અમર છે એવી જ રીતના કાળુ અને રાજુનું જે પાત્ર છે એ બંને પાત્રો તો કદાચ ગુજરાતી સાહિત્યમાં એવા કોઈ પાત્ર બન્યા જ નથી જે કાળુની સરખામણીએ આવી શકે છે કેમ કે કાળુ જેટલો કાળુનું જેટલું જેવું પાત્ર છે એ કદાચ અન્ય કોઈ સાહિત્ય કૃતિમાં આપણને જોવા ન મળે કેમ કે કાળુ જેટલો આદર્શવાદી છે એટલો જ નિષ્ઠાવાન પણ છે એટલો જ અડગ પણ છે અને એટલો જ એ ગુણવાન પણ છે કેમ કે જ્યારે માનવીની ભવાઈ નામનું એક આપણા પન્નાલાલ પટેલની બહુ જાણીતી નવલકથા છે તો એ નવલકથામાં જે કાળુ જ્યારે સૂકો દુકાળ પડે છે ત્યારે એ દુકાળની પરિસ્થિતિમાં કાળુનું જે પાત્ર છે એ લોકોને સમજાવે છે કે તમારે ક્યારેય પરાસ્ત નથી થવું તમારે ક્યારેય હટવું નથી તમારે ક્યારેય ડગવું નથી બસ એ કાળુનું જે પાત્ર છે એટલું બધું આદર્શવાન છે એટલું બધું મૂલ્યવાન છે કે આપણને એક બાજુ એવું જોઈએ એ કાળું જેવું પાત્ર કદાચ અમર થઈ ગયું છે જ્યારે દુષ્કાળ પડતો હતો અને દુષ્કાળની સ્થિતિમાં લોકો એકબીજાને હાડ માસ મતલબમાં એકબીજાને મારી રહ્યા હતા પ્રાણીઓને ખાઈ રહ્યા હતા ત્યારે રાજૂ બધ કાળુ ર બધાને સમજાવે છે કે તમારે આ બધું કરવાનું નથી તમારે બસ ધીરજ રાખવાની છે કેમ કે ભગવાન એટલો કોપમાન નથી થયો કે જમ જે તમારા ઉપર એટલા નિષ્ઠુર અને એટલા બધા નિર્દો નિર્દય રહી શકે જો હું રમૂજી પાત્ર વિષેની વાત કરીશ તો કદાચ તો મિથ્યાઅભિમાનનો જે જીવરામ ભટ્ટનું પાત્ર છે એ કદાચ મને વધુરે વધારે રમૂજી લાગે છે કેમ કે જીવરામ ભટ્ટનું પાત્ર આપણને દરેક સ્થળે દરેક દ્રશ્યોમાં આપણને હસાવતું હોય છે એ ભલે એ સાસુનો લાત મારતો હોય અથવા તો કોઈ ભેસનું પૂંછડી પકડતો હોય અથવા તો એ કોઈ સામે એવું કહેતો હોય કે મને રાતના દેખાય છે ત્યારે આપણને ખડખડાત હસવું આવે છે તો આ પાત્ર મને સૌથી વધારે રમૂજી લાગે છે અને હું વાત કરીશ ગુજરાતી સાહિત્યના તમામ પાત્રોની તો ઘણા બધા પાત્રો એવા છે કે જે ઘણા બધા જીવંત છે જયંત ખત્રીની ખીચળી વાર્તાને ચંદાની વાત કરીશ તો એ પાત્ર પણ કદાચ અમર થઈ ગયું છે એવા તો કેટલા બધા પાત્રો છે જે આપણને ઘણું બધું આપણના જીવનને સમજાવે છે ઘણી રીતે આ પાત્રો જે છે એ સમાજમાંથી આવે છે સમાજમાંથી સર્જક એને લે છે અને એ રીતના આ પાત્રો અમર થઈ જાય છે તો એવી જ રીતના હજી મનુભાઈ પંચોળી છે એ મનુભાઈ પંચોળી એ ગોપાળ બાપાનું પાત્ર અથવા તો જે ચંદાનું પાત્ર છે એ ચંદાનું પાત્ર કદાચ અત્યારે જે સાંપ્રત સમયની જે સ્ત્રી છે એ સ્ત્રીના જેવું લાગે કેમ કે એ પુરુષો સામે કોઈ દિવસ હટતી નથી એની સામે થઈને એની સામે લડે છે માત્ર એટલું જ નહીં જ્યારે કોઈ પુરુષ કાયર થઈને બેસી રહે છે ત્યારે એ પાડાને મતલબમાં એને શું કહેવાય એને બાંધવામાં ચંદા સફળ થાય છે તો એવું પાત્ર મને અત્યારે હજુ પણ વધારે ગમે છે એટલે હું કઈશ કે ગુજરાતી સાહિત્યમાં એટલા અમર પાત્રો આપનારા આપણા લેખકો બહુ જ અમર પાત્ર આપે છે